અત્યારે ભારતમાં એઆઈ આવવાથી આપણે કોઈપણને કંઇપણ ઇન્ફોર્મેશન જોતી હોય તો કોઈને કંઇ પૂછવું પડતું નથી અને આપણે આપણા મોબાઇલમાં નેટવર્ક કનેક્શન હોય એટલે આપણે એઆઈને પૂછી શકીએ કંઈપણ ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણે એઆઈ પાસેથી મેળવી શકીએ છીએ પહેલાના જમાનામાં જે ટીવી હતા ત્યારે સ્માર્ટ ટીવી નહોતા અત્યારે સ્માર્ટ આવી ગયા છે તો એમાં પણ આપણે ગમે તે જોવું હોય મૂવી કે સર્ચ કરીએ એટલે સીધું આવી જાય છે એમાં અને એઆઈ આવવાથી મોબાઈલમાં પણ ઘણો સુધારો વધારો થયો છે આપણો કોઈપણ ટાસ્ક કરવું હોય તો ગૂગલને કહીએ તો ગૂગલ પણ આપણો ટાસ્ક કરી દે છે જેમ કે હેય ગૂગલ કોલ ટુ એનીથિંગ તો તે કોલ પણ કરી આપે છે ગમે તેને કોલ કરવો હોય તો અને મોબાઇલમાં પણ ઘણો વિકાસ થયો છે પહેલા કીપેડ આવતા અત્યારે હવે સ્માર્ટફોન આવે છે જેમાં કેમેરા મલ્ટિપલ કેમેરા આવે છે જેમાં આપણે ઝુમ કરી શકીએ છીએ અને વધારે ડીએસએલઆરની પણ જરૂરત નથી પડતી આપણે અને નાઈટ ફોટોગ્રાફી પણ સારું થઈ ગઈ છે મોબાઈલમાં મોબાઈલ આવવાથી બધાનું બધાયની લાઈફ છે જીવન છે એ સરળ થઈ ગયું છે એમને કોઈપણ ઇન્ફોર્મેશન માટે કોઈપણને પૂછવા જાવું પડતું નથી વિડીયો કોલ્સ કરી શકે છે ગમે ત્યાં દુનિયામાં બેઠા બેઠા ગમે તે લોકોને અને નેટથી આપણે બધી જ ઇન્ફોર્મેશન મળી રહે છે ટેલિવિઝનમાં પણ આપણે ગમે તે પ્રોગ્રામ જોવા હોય તો સર્ચ કરીને ડાયરેકલી આપણે જોઈ શકીએ છીએ અથવા તો આપણે તેને સ્ટોર પણ સંગ્રહિત પણ કરી શકીએ છીએ પેનડ્રાઇવમાં કે ગમે તેમાં અને ફરી પાછા આપણે જોઈ શકીએ છીએ મોબાઇલમાં પણ અત્યારે પહેલા બેટરી હાલતી નથી અત્યારે હવે બેટરી વધારે દિવસો ચાલે હે એમાં પણ ઇમ્પ્રુમેન્ટ આવતું જાય છે મોબાઇલમાં આપણે અત્યારે ગેમિંગ કરી શકીએ છીએ કોન્સોલ લેવલની ગેમિંગ પણ થઈ શકે છે મોબાઈલમાં પહેલા તે શક્ય નહોતું અને હવે આપણે મોબાઈલમાં પણ કોમ્પ્યુટર્સની ગેમ્સ પણ રમી શકીએ છીએ કેમ કે મોબાઇલની ચિપ્સ છે એ બધી એડવાન્સ થઈ ગઈ છે આપણે મોબાઇલમાં સ્ટોરેજ પણ વધી ગઈ છે જેમાં આપણે વધારે ડેટા સંગ્રહિત કરી શકીએ છીએ જેનાથી આપણે કોઈપણ એક્સટર્નલ હાર્ડડિસ્ક કે કોઈપણની જરૂર પડતી નથી આપડા મોબાઈલમાં જ બધુંય કરી શકીએ છીએ ભારતમાં સાઈન્સ પણ બહુ આગળ વધી ગયું છે આપણે ટેકનોલોજીના દ્રષ્ટિએ આગળ છે અને કોઈપણ વસ્તુ અશક્ય નથી કરવા માટે ભારતમાં એઆઈ આવવાથી ઘણું ઘણું બધું આપણે કરી શકીએ છે આપણે બધી એક્ટીવિટી સરળ બની ગઈ છે એઆઈથી આપણે ગમે તે કમાન્ડ દઈએ તો એઆઈ છે ઈ આપણું કામ કરી આપે છે જેમ કે આપણે કોઈપણ પ્રોગ્રામ લખવો હોય તો પ્રોગ્રામ આપણે એઆઈ કે ચેટ ઝિપીટીમાં આપણે કમાન્ડ દઈએ એટલે એ આપણો પ્રોગ્રામ તૈયાર કરી આપે છે ને ચેટ ઝિપીટી નામનું એપ્લિકેશન છે જેમાં તમે કોઈપણ ઇન્ફોર્મેશન લેવા માંગતા હોય તે ઇન્ફોર્મેશન આપણે લઈ શકીએ છે

એઆઈના અનેક ફાયદા છે જે આપણા રોજિંદા જીવનમાં કામમાં આવે છે પહેલા ટેલિવિઝન હતા એમાં કંઈ હતું નહીં અત્યારે ટેલિવિઝન પણ સ્માર્ટ છે જેમાં આપણા વોઈસ કમાન્ડ ઉપર ટેલિવિઝનને કંટ્રોલ કરી શકીએ છે પહેલાની તુલનામાં અત્યારે ટેકનોલોજી બહુ આગળ વધી રહી છે ટેકનોલોજીથી આપણે જીવન જીવવા માટે બધુંય સહેલું થઈ ગયું છે આપણે નેટ કનેક્શન હોય એટલે કોઈપણ ઇન્ફોર્મેશન લઈ શકીએ સે ગમેતે જગ્યાની ફોટોસ પણ જોઈ શકીએ સે વિડીઓસ પણ જોઈ શકીએ સે બધું કરી શકીએ છે એઆઈના અત્યારે સેમસંગ જેવી કંપની છે તે એઆઈનો ઇમ્પલીમેન્ટેશન એના મોબાઈલમાં કરે છે જેનાથી એનો મોબાઈલમાં એઆઈ જેવું આવી ગયું છે એઆઈમાં સર્કલ કરીએ તો એપ ગમે તે વસ્તુ હોય તો તેની ઇન્ફોર્મેશન આવી જાય અને આપણે એઆઈથી કોઈપણ સામે વારી વ્યક્તિ ગમે તે ભાષામાં વાત કરતી હોય તો આપણે એનું લાઈવ ટ્રાન્સલેસન કરી શકીએ છીએ એઆઈ પાવરફૂલ ટૂલ છે એઆઈના અનેક ફાયદા છે